હાલો હા દિવેલભાઈ બસ મજામાં મજામાં શું થાય બોલો લો ઘણીબધી મેં વાંચી વાંચી વાંચીને હવે છે ને મેં નક્કી કર્યું કે મારાથી હવે લાંબુ વંચાતું નથી જુઓ એટલે લોકોને ત્યાં આગળ જે રીડરો નવા નવા આવે જુવાનિયાઓ આવે એ લોકોનાં કામમાં આવે ને એ લોકોએ પ્રેરણા મળે એવાં સારાં સારાં પુસ્તકો આ છે પછી અમે વિચાર કર્યું કે લાઇબ્રેરીમાં આપી દઈએ તો કામમાં આવે તો તમે મને તમે એને એપ્રિસેટ કર્યાં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર

ચાલો આ આ તમારો અભિપ્રાય સાંભળીને બહુ આનંદ થયો હો ખરેખર અમને આનંદ થયો કે અમે જે પુસ્તકો ત્યાં આગળ જે જુસ્સાથી અમે આપેલાં હતાં એનો સદુપયોગ થઈ રહ્યો છે ખરેખર અમને બહુ આનંદ થયો હોં એમ હા બહુ સરસ બહુ બહુ સરસ તમારા ઓપીનીયન બદલ બહુ તમે આભાર અને ફરીથી મળીશું ત્યારે પાછી આ કંઈક નવાં સાહિત્ય વિશે વાત કરીશું

ચોક્કસ ચોક્કસ જે મારા મિત્ર મંડળમાં કોઈ એવો જો મિત્ર મળી આવશે ને એની પાસે આવો ખજાનો હશે તો હું ચોક્કસ મેળવી લઇશ હા થેન્ક યુ વેરી મચ સુરત મહાનગરપાલિકા જે રોજની સેવાઓ આપે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બસ ત્યારે જય શ્રી કૃષ્ણ ઠીક છે હવે એવી બધી સુપીરિઅર કોલીટી ના કહેવાય